હું ઓનલાઈન રેપીડો બુક કરાવી હતી તેમાં હું છેલ્લી વાર રાણીપ સુધી ગયો હતો તેમજ ત્યારે જ જે વ્યક્તિ હતા જે મારી સાથે સવારી કરી તી તે ખૂબ જ સારો વ્યવહાર હતો તેમજ ખૂબ જ ટૂંક સમયની અંદર તેઓએ મને લિસ્ટ આપી હતી અને ખૂબ જ ઓછા સમયમાં તેઓએ મને મારા નિર્ધારિત સ્થાન સુધી મને પહોંચાડ્યો હતો તેમજ ખૂબ જ સારી પણ સારી વાતો કરાવી હતી તેમજ ખૂબ સારો વ્યવહાર હતો તેમનો તેમજ મને આ જે પૈસા હતા એ પણ ખૂબ જ સારી રીતના પરવળી રહ્યા છે તેમજ હું ફરીથી જો ઈચ્છું મારે જો ફરીથી ક્યાંય જવાનો વારો આવે તો હું એજ વ્યક્તિને કહીશ કે તે મને લઈને જાય છે